હા નિમેશભઇ હા ધ્રુવીલભાઈ બોલુ નિમેશભાઈ મજામા ન હવ રે મજામાં તમારા ઘેર બધાં મજામાં ને હા હવ મજા તમે ક્યાં રહો છો અત્યારે હાલ દેખાતા નહીં અચ્છા દિલ્હીમાં રહો છો તો આવવું નહીં અમદાવાદ પછી તો આવો આવો અહીં તો મજા આવશે અહીં અમદાવાદમા તો ફરવાની જગ્યા બધી હા હા હા આપણા અમદાવાદમાં તો બહુ જગ્યા ફરવાની છે આપણે કંકરિયા છે પછી દાદાહરીની વાવ છે રિવરફ્રન્ટ છે અહીં સાબરમતી નદી છે પછી મિનિ ઝૂલતાં મિનારા છે મિનિ તાજમહલ છે દાદાહરીની વાવ બહુ બધી જગ્યાઓ છે તમે આવો તો મજા આવે કાંકરિયા હ તો આપણે જોવા જવું હોયને તો બસમાં જઈ શકાય બીઆરટીએસમાં આઠ નંબરની બસ અહીંથી જાય છે હા તો બી બીઆરટીએસમાં ભાડું એક જણનું હોય ને તો અહીંથી ત્યાં જવું હોય ને ડાઈરરેક્ટ તો પચાસ રૂપિયા લાગ એકજણનું કાંકરિયા તો જુઓ કાંકરિયામાં આખા કાંકરિયામાં ને મોટી બે કુલ બેંતાળીસ રાઈડો છે એમાં નાની રાઈડો છે મોટી રાઈડો છે એ બધી રાઈડોને જોવા મલી જાય હા એટલે તમે એકલા આવવાના છો કે ફેમિલી સાથે આવવાના છો અચ્છા અચ્છા તો તો એક તમે ફેમિલી સાથે આવાનું હતું તો તમને મજા આવે ફરવાની તો હા અટલ બ્રિજ બી નવો બન્યો છે ત્યાં બી બધાં ફરવાની જગ્યા તો ત્યાં બી બધાં બહુ ફોરેનરો આવે છે પછી દાદાહરીની વાવ બી છે ફરવા માટે દાદાહરીની વાવમાં જો આપણે જવું હોય ને તો રિક્ષામાં જઈ શકાય અને પર્સનલ વાહન લઈ જઈ શકાય આપણે બરાબર અને ત્યાં લગભગ હ એક જમવાનું જમવાનું દાદાહારીની વાવ છે ને ત્યાં બાજુમાં જ છે ભોજનાલય ત્યાં આપણે જમવાનું બમવાનું જે ટૂરિસ્ટો આવેને બહારના એમના માટે ફ્રી છે જમવાનું એ આપણે એમાં જમી શકાય હા હા હા એતો હુ ઓનલાઇન ફ્લાઇટ જોઈ લઉં છું તમારી ફ્લાઇટ બૂકિંગ કરી લઉં છું ઓનલાઇન પછી તમે હું ફ્લાઇટ ટિકિટ તમને કેટલા પાંચ જણ કરું કે સાત જણ સાત જણને હા તો સાત જણની આ સોમવારની ફ્લાઇટ કરી દઉં છું બરાબર એ હા વાંધો નહીં એતો હું તમને કરીને પછી તમને બધું વોટ્સએપ કરી દઉં છે એટલે ભઈ તમે જોઈ લેજો પછી આવજો આપણે તો પછી આવો તો મારા ઘેર આવજો હોને હારુ સારુ હા